આજકાલના લોકો વેસ્ટન નૃત્ય કરવાનું વધારે પસંદ કરે કારણ કે એ એ ઝરિયાથી એ લોકોને ફેમસ થવું છે જ્યારે પહેલાંના જમાનામાં જે આપણું કલ્ચર છે કથક ભરત નાટ્યમ પછી કથકલી ગરબો લાવલી બઉ બધા જ નૃત્યો છે જે આપણા ભારતના તો આ વસ્તુ ઓછી થાય છે અને વેસ્ટન કલ્ચર તરફ વધારે વધતું જાય છે તો આપણે આપણું કલ્ચરના જે નૃત્ય છે એને તો એને પણ તમારે શીખવું જોઈએ અને વેસ્ટન પણ શીખવું જોએ એવું નથી કહેતી હું કે વેસ્ટન કલ્ચરને નહીં શીખો પણ જે આપણું કલ્ચર છે એ પણ તમારે શીખવું જોઈએ કારણ કે પછી આ વસ્તુ બધી લુપ્ત થતી જાય છે આગળ જઈને તો એ નથી થવા દેવાનું એટલે આપણે આપણી કલ્ચરના જે નૃત્યો છે એ વધારે અપનાવવું જોઈએ એ ખૂબ જ મતલબ એક્સપ્રેસિવ હોય પછી બહુ વધારે એમાં તમારી એનર્જી આપવી પડે એક એવું નૃત્ય એક એવી વસ્તુ છે જેમાં તમારું એક્સપીરીયન્સ તમારા એક્સ્પ્રેશન્સ તમે પ્રદર્શન કરી શકો જે વેસ્ટન નૃત્યમાં નહીં જોવા મળે એટલે તમે આપણું કલ્ચરનું જે છે નૃત્ય એ તમે પસંદ કરો નહીં કે વેસ્ટન ખાલી ફેમસ થવું એ જરૂરી નથી તમે તમારું જે કલ્ચર છે એને પણ રાખો જેથી તમારે તમારું નૃત્ય કલ્ચરવાળું હોય તો વધારે સારું